હલો

હા મૅડમ તમે ગુજરાતમાં ક્યાં આગળ આવ્યાં છો મૅડમ કચ્છ ભુજમાં અને ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણી રૅસ્ટોરન્ટો છે અને હું પોતે પણ એક કૂક છું મારી ખાસિયત એ છે કે હું અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવું છું અને નવું નવું બનાવવાની અને ટુરિસ્ટોને તેમજ લોકોને ખવડાવવાની કોશીશ કરું છું જેથી કે નવો નવો સ્વાદ આવતો રહે બરાબર ગુજરાતમાં ઘણી જગ્યાએ દાબેલી છે ખમણ ઢોકળાં છે ભાવનગરી ગાંઠીયા છે પછી કચ્છમાં તો દાબેલી ફેમસ જ છે એ સિવાય પણ ઘણી બધી અહીંયા તમને વાનગીઓ મળી રહેશે બરોબર વણેલી સેવ છે કે એ ઘણું બધું આ સાઈડ મળે છે તો તમે કેવાં પ્રકારનો ટેસ્ટ કરવા માગો છો એ મને જણાવો હા મૅડમ દાબેલી અહીં કચ્છની સૌથી ફેમસ આઈટમ છે દાબેલીમાં એક તમે બ્રૅડને જોયા હશે પાંઉને જોયા હશે એવી વસ્તુ હોય એનાં અંદર મસાલાને એ બધી જે વસ્તુઓ હોય દાણાને ડુંગળી છે સેવ છે પછી બીજી પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની મસાલાની આઈટમો એનાં અંદર નાખવામાં આવે છે અને એ બર્ગર જે હોય ને એવી રીતે એ પાંઉને તમને આપવામાં આવે છે અને એ ખાવાનું હોય છે એ અહીંથી સૌથી ફેમસ આઈટમ છે કચ્છ સિવાય ક્યાંય સારી મળતી નથી આમ તો ગુજરાતમાં બધી જગ્યાએ મળે છે પણ એનો જે એનો જે એ વસ્તુ છે ને સૌ પ્રથમ કચ્છનાં માંડવી તાલુકામાં બનાવવામાં આવી હતી એટલે સૌથી વધારે ફેમસ તો એ છે અને તમને ટ્રાય કરશો તો તમને બહુ મજા આવશે એ ખાવાની હા વણેલા ગાંઠીયા એટલે તમે એને ચા સાથે ખાઈ શકો છો ઈ લોટનાં બનાવવામાં આવે છે અને એને તેલમાં તળી એનામાં જે જીરું હોય કે આજમો હોય એ નાખવામાં આવે અને તેને તેલમાં તળીને સર્વ કરવામાં આવે છે એ ક્રંચી આઈટમ છે ના ના એ બે તમે ટ્રાવેલિંગમાં બે ત્રણ દિવસ એ વસ્તુ ના રહી શકે તમારે ઇન્સ્ટન્ટ ખાવી હોય તો બની શકે કેમ કે પાંઉનું એટલું જીવન હોતું નથી પાંઉ એ એક દિવસ યા બે દિવસ જ રહી શકે બરાબર અને દાબેલી પણ ગરમ વસ્તુ છે એ ગરમ ખાવાની મજા આવે ઠંડી થઇ જાય પછી મજા ના આવે એટલે તમે ટ્રાવેલિંગમાં લઇ જઈ ના શકો પણ ત્યાં ઘરે જઈને પછી બનાવી શકો હા અમે એનો મસાલો રાખીએ છીએ તમે તમને ખાલી ઘરે જઈને જે એનાં ડુંગળી અને બટાકા જે હોય એ બાફીને તેનો જે મસાલો જેવી રીતે બનતો હોય એ રીતના બનાવી અને પાંઉમાં તમે નાખીને એવી રીતે તમે દાબેલી ઘરે પણ બનાવી શકો છો બહુ ઇઝી છે

કશો વાંધો નહીં અને અમારા રૅસ્ટોરન્ટથી એક બુક બુક પણ પબ્લિશ કરવામાં આવી છે જેમાં અમારી જે રૅસ્ટોરન્ટમાં જે વાનગી મળતી હોય ને એની રેસિપી અને તેને બનાવવાની રીત બધું લખવામાં આવ્યું છે જો તમને એવું હોય ને તો તમે તે બુક પણ ખરીદી શકો છો અમારે અહીંથી હા તમને જેવી રીતે તમને દાબેલી બનાવવી હોય એવી રીતે તમે બનાવી શકો છો

હા કંઈ વાંધો નહીં

હું તમને લાઈવ લોકેશન મોકલી દઈશ તો નજીક જ છે તમને મળી જાય એવી રીતની જગ્યાએ જ છે એટલે કંઈ વાંધો નહીં આવે છતાં કોઈ પ્રૉબ્લમ આવે લોકેશન ગોતવામાં તો તમે મને કૉલ કરી શકો છો ઓકે ઓકે થૅંક યુ મૅમ